અને ગુજરાતની સંસ્કૃતિમાં ધર્મો બધા ધર્મના લોકો અહીંયાં રહે છે એટલે મુસ મુખ્ય સંસ્કૃતિનું અહીંયાં અહીંયાં ખાસ ગર્વલાયક વસ્તુ એ છે કે અહીંના હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ બધા લોકો સાથે રહેતા હોય ત્યારે શું છે કે જ્યારે જ્યારે તહેવાર આવેને ત્યારે સૌના તહેવારમાં એકબીજાના એકબીજા ભાગ લેતા હોય છે અને આનંદ અનુભવતા હોય છે અને ધર્મનું કામ જ એ છે કે કોઈને નુકસાન ન થાય અને ધર્મનું મુખ્ય કામ શું છે કે બધાયનો એનો આશય શું છે કે બધાયની જોડે એ ફેલાય એટલે હિન્દુ હોય કે મુસલમાન હવે દાખલા તરીકે આપણે ભાઈ સંસ્કૃતિના કામોમાં રમત ગમત બી છે તો એમાં ક્રિકેટ છે હવે સંસ્કૃતિનાં કામોમાં શું છે કે દાખલા તરીકે આપણે નવરાત્રી આવી નવરાત્રીમાં નવરાત્રીના ગરબા હોય એટલે બધા લોકો બહાર નીકળે એકબીજાને જુએ આનંદિત થાય પછી રમજાન આવે તો રમજાનમાં શું છે કે ઇફતારીના પ્રોગ્રામ થાય જાહેરમાં બધા ફ્રૂટ વેચાય ઇફ્તારીના ટાઈમે બધા જ ભેગા થાય નમાજનો અજાનોનો અવાજ આવે મંદિરોમાં શંખનાદ થાય મંદિરોમાં આરતી થાય એના અવાજ આવે એટલે આ બધી વસ્તુઓથી શું છે કે લોકો એકબીજાથી નજીક આવે છે